નમસ્તે હું સની સાંઇકૃપા સોસાયટી અતુલ સેકન્ડ ગેટ વલસાડથી વાત કરું છું મને ડોમીનોઝના ચાર ચીઝ વોલકેનો પીઝા એક માર્ગરેટા પીઝા પાંચ ગાર્લિક બ્રેડ અને પાંચ ચીઝ ચોકો લાવા કેક નો ઓડર આપવો છે જેનું પેમેન્ટ હું ઓનલાઈન કરીશ અને ડિલેવરી તમે મારા સોસાયટી પાસે આપી જશો હું ત્યાંથી રિસીવ કરી લઇશ